નમસ્તે મેં મારો વ્યવસાય છે ફોટોગ્રાફીનો બિસનેસનો તો મેં એના માટે એક નિકોન કંપનીનો ડીએસએલઆર કેમેરા ખરીદ્યો છે જેની કિંમત રૂપીયા એક લાખ દસ હજાર છે મને વાત મલવામાં આવી છે કે અહીંયા આગળ એક પ્રોમો કોડ છે જેમાં તમને દસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે એમ છે એટલે કે એક લાખ દસ હજાર રૂપિયાનો કેમેરા છે એ મને એક લાખ રૂપિયામાં મળે એમ છે તો હું તમને વિનંતી કરું છું કે આ પ્રોમો કોડ છે એ તમે ઉપયોગ કર્યો એનો અને જેથી મને ખબર પડે કે મને ડિસ્કાઉન્ટ મળ્યો કે નહીં આભાર